શાળામાં આપણે વાત કરીએ શાળાના વિષયમાં તો ટાઈપ્સ ઑફ વિષય હોય છે દરેક જાતના હિન્દી ઈંગ્લિશ ગુજરાતી મૅથ્સ પછી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન એ બધું વિષય હોય છે અને આપણે વાત કરીએ એજ્યુકેશન સિસ્ટમની તો આમાં જે ટીચર્સ છે એ મેઇન રોલ પ્લે કરે છે સ્ટુડન્ટને ગ્રુમ કરવામાં એનો એક બહુ સારો હાથ છે સ્ટુડન્ટસનો ગ્રોમીંગ માટે અને આપણે વાત કરીએ તો શિક્ષકો અત્યારે જે સ એ બહુ સારાં કામ કરે છે આપણે ઇન્ડિયા લૅવલ પર બી કે જે આપણું ઍજ્યુકેશન કે જે લિટરસી રેટ છે એ બી સારુ ઘણું થઇ ગયું છે પહેલાં જેવું નાઇન્ટીન સેવંટીઝના એઇટીના પહેલાં જે લિટરસી રેટ હતું એના કરતાં અત્યારે આપણે જોઈએ તો લગભગ સિક્સ્ટી ફાઇવ સેવંટી પરસન્ટ આપણે લીટ્રેસી રેટ છે અત્યારે ઑલ ઇન્ડિયા તો એ સારું કામ કર્યું છે શિક્ષકોને અને અને જે બેનિફિટ્સ છે આપણી એ છે કે સરકારને એક સજેશન છે કે શિક્ષકો ઉપર થોડું ધ્યાન આપે અને એમને જે બી ફૅસિલિટીઝ હોય થોડી એ વધારે કરી આપે દાખલા તરીકે જસ્ટ એમનું સ્ટે એકોમોડેશન એ બધું એમનું જોઈ લે સરકાર બરાબર છે બાકી કામ તો બધા સારા કરે છે શિક્ષકો થૅંક યુ